હા બોલો ગુડ મોર્નિંગ એક મિનિટ પેલા તમારું નામ શું છે અ રોલ નંબર ઓકે સારું બોલો હવે તમને મે જોયા છે જાણ્યા છે એના પરથી હું કહી સકું કોઈ ડાન્સિંગમાં તમે સરસ પર્ફોમએન્સ આપી સકસો એટેલે એ તમે પસંદ કરો ઓકે તો એને માટે હું તમને આપીસ બાજુની બીજી કોલેજ છે એના એક ટીચર ને નો કોન્ટેક કરાવી દઇશ અને એ તમને એ નુત્યમાં સારા બઉ નિપુણ છે એટલે એમની પાસે તમે જસો તો તમને બધુ જ માર્ગ દર્શન મળી રેસે અને તમે કઈ પણ એને પૂછીને તમે એ પ્રમાણે તૈયાર થઈ સકસો ચોક્કસ તમે કોલેજ માટે અટલું કામ કરો છો ને બધુ કરો છો તો અમારી ફરજ બને છે કે તમે અભ્યાસમાં જરા પણ પાછળ ન રહો એટલે જે કાઇ તમારે મીસ થયું હસે એ બધુ તમને એનું કરાવી દઇશ સીખવાડી દઇશ ચોક્કસ ભગવાન તમારી તમને તમારી સાથે જ છે અને તમારું પર્ફોમસ ખૂબ સરસ રેસે